હા આમ જોવા જઈએ તો મારે ડિઝિલોકરનાં જે મારો એપ્લિકેસન છે એનું મારે પાસવડ ચેન્જ કરવો જોઈએ કારણ કે એનું રિઝન છે કે જો હું પાસવડ ચેન્જ નહીં કરું તો મને બધા મારા ડિજીલોકરમાંથી મારાં જે બધા ડોક્યુમેન્ટ્સ છે એ બધાનો ફાયદો ઉઠાવીને કોઈ ખરાબ કામ ન કરે જેના દ્વારા આપણે પાસવડ ચેન્જ કરવો જોઈએ કારણ કે આજકલ દુનિયા તમે જોઈ શકો છો કે ફ્રોડ બહુ ચાલી રહ્યું છે જે આધાર કાડ પાન કાર્ડથી તમારે લોન હોય તો એ પણ લઈ શકે છે આધાર કાડ પાન કાર્ડથી ફોન છે મોટી એવી લોન હોય છે એ બધુ તમને આધાર કાડ દ્વારા મળતું હોય છે પ્લસ લાઇસન્સ તો લાઇસન્સ બી જેમાં આપણે એડ કરી શકીએ છીએ અને જો લાઇસન્સ ન હોય તો આપણને કોઈ બી આપણે રસ્તા ઉપર જતા હોઈએ છે તો પોલીસવાળા પણ આપણને પકડે છે તો આપણે લાઇસન્સનું પણ ધ્યાન રાખવું જોઈએ કેમ કે ડિઝીલોકરમાં લાઇસન્સ પણ હોય છે જેથી આપણે પોલીસવાળાને પણ બતાવી શકીએ કે ના મારી જોડે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો આજ રીતના તમે જોઈ શકો છો કે આપણે ડિઝિલોકરના ખાતામાં હું માનું ને તો મહિને મહિને બે બે મહિને તો તમારે પાસવડ બદલવો જોઈએ કારણ કે કોઈપણ માણસ ગમે ત્યારે ચેક કરે અને જો એમાં પાસવડ વગર ન હોય તો તમારા જે ડોક્યુમેન્ટ્સ હોય છે એનો મિસ યુસ કરી શકે છે જે અત્યારે બહુ ફ્રોડ ચાલી રહ્યું છે આ ઈન્ડિયામાં તમે પણ જોઈ શકો છો કે યાર આ વસ્તુ સારી નથી કે આપણે આપણો મોબાઈલ ખુલ્લો રાખીને કોઈપણ આપણો ફોર્મેટનો યુસ કરીને એક ખરાબ રસ્તે ના લઈ જાય એના માટે પાસવર્ડનો સારામાં સારો પાસવડ પણ એવો રાખવો જોઈએ કે કોઈ ઇઝીલી ખોલી ના શકે કે તરત ખોલીને તરત આપણો ફોનનો મિસયુસ કરીને એ આધાર કાર્ડ પાન કાર્ડનાં ડોક્યુમેન્ટ કરીને ડિઝિટલ લૉકરમાંથી લઈ જાય છે